સફર દરમિયાન લગભગ બધા કાં તો જનરલી બધા કાં તો ગવર્મેન્ટ બસમાં જતાં હોય છે યા તો પછી ટ્રેનની મુસાફરી કરતાં હોય છે અને બાય કાર પણ બધા જતા હોય છે તો એનો એક્સપીરયન્સ બી બાય કારનો બી બહુ સરસ હોય છે જે તમે રોડની મુસાફરી કરતાં હો અને રોડ પરના બધા સીન જે જોવા મળે જ્યારે કોઈ વાર વરસાદ આવતો હોય તો એનો જે સીન હોય હોય એ પણ બહુ જ બહુ જ યાદગાર હોય છે અને એ વધારે પ્રિફર મને એવું લાગે છે કે કારની મુસાફરી હું વધારે કરતી હોઉં છું તો આ બાય કારની મુસાફરીમાં હમણાં જ હું થોડા ટાઈમ પહેલા લગભગ નઈ નઈ તો અઠવાડિયા પેલાં જ હું સાપુતારા ગયેલી હતી તો સાપુતારાની જવાનો રસ્તો અને ધોધમાર વરસાદ આવતો હતો તો એ જે રસ્તા ઉપર જે એની ગ્રીનરી હતી જે એના વરસાદનું જે માહોલ હતો જે વીજળીના ચમકારા જે ત્યાંના વાદળનો ઘોંઘાટ અને વરસાદનો અવાજ જે એટલી મઝા આવી ગઈ ને અને બધું બધી બેનપણીઓ બધા સાથે હતા તો અમે અંતાક્ષરીની જે મુસાફરીમાં જે અંતાક્ષરીનો આનંદ લીધો અમે લોકો ગાડીમાં બધા સાત આઠ જણ સાથે હતા તો એ મુસાફરીની દરમિયાન અમે લોકો બહુ જ આનંદ આનંદદાઈ હતી અમારી અને જે વરસાદનો માહોલ હતો તો એતો એટલો સરસ હતો કે જે સાપુતારાના જવાના હિલ ઉપરના જે રસ્તાઓ હતા તો એ એટલા સરસ હતા કે કે એ જોઈને આમ આંખને ઠંડક થઈ જાય આપણે અને આપણને એકદમ જ આમ સરસ ફિલ થાય એવી મુસાફરી હતી અમારી અને વચ્ચે વચ્ચે અમે લોકો જે ઠંડક હતી એકદમ તો એમાં એકદમ જ ધૂમ્મસ જેવું વાતાવરણ થઈ ગયેલું હતું તો આગળ શું છે એ પણ દેખાતી દેખાય નહિ એટલે અમે લોકો એકદમ જ આમ ધીરે ધીરે મુસાફરી કરતા ગયા અને કેમ કે આગળ કંઈ આપણને દેખાય નહિ એટલે આપણને થોડુંક અઘરું પડતું હતું પણ જે વચ્ચે વચ્ચે અમને લોકોને ઊભા રાખવા ઊભા રહેવાની ગાડી ઊભી રાખી અને પછી જે અમે લોકો આનંદ લીધો એમાં બહુ જ મજા આવેલી અમને લોકોને અને અમે વચ્ચે જે હિલ ઉપરના જે બધા દૃશ્યો હતા તે તો આમ કલ્પના બહારના દૃશ્ય હતા કે તે એમાંય તમેય આપણે આઉટ ઓફ બિ ગયા હોઈએ આવા દૃશ્ય ના જોવા મળે એવા સાપુતારાની હિલના દૃશ્ય અમને જોવા મળેલા એ બધું માણતાં માણતાં અમે એક વચ્ચે સ્ટોપ થતાં થતાં વચ્ચે બધા ફોટોગ્રાફી કરી અમે લોકોએ એ બધા સીન જે હતા એ બધા અમે લોકોએ મોબાઈલમાં બધા લીધા બધા ફોટોગ્રાફી ને આ બધું વચ્ચે વચ્ચે અમે લોકો જે ચા પીવા માટે ઊભા રહ્યા વચ્ચે મકાઈ ખાવા માટે ઊભા રહ્યા પછી જે જે ઝાડ ને બધા જે એની નીચે અમે લોકો વરસાદ હતો તો એ ઝાડ નીચે જે ઊભા જઈ રહ્યા એમાં જે વરસાદનો આનંદ માણ્યો અમે એ પણ અમને બહુ એટલે બહુ જ મજા આવેલી અને ત્યાં પહોંચ્યા પછી અમે લોકો બે દિવસ તો બહુ જ આનંદદાઈ હતા અમારા અને અમે રિટનમાં અમે નીકળતા હતા તો ગાડી અમારી થોડી અધવચ્ચે જરાક બગડી ગઈ અને અમે લોકોએ ત્યારે બહુ જ ધૂમ્મસ હતું વધારે એટલે ગાડી આગળ ચલાવી શકાય એવું હતું નહિ તો અમે લોકો સ્ટોપ થઈ ગયા તો એ છ સાત કલાકની મુસાફરી અમારી વચ્ચે સ્ટોપ થઈ હતી અને એ છ સાત કલાક દરમિયાન પણ અમે લોકોએ બહુ જ એન્જોય કર્યું કે અમે લોકો ગાડીમાં બેઠા બેઠા બી અમે બહાર પાથરી ને બેસી ગયા એક જગ્યાએ અને અમે લોકો અંતાક્ષરી રમ્યા બધી ગેમ રમ્યા અને બધું અમારી સાથે ખાવા પીવાનો બી સામાન હતો તો એ બધું અમે લોકો ખાધું અને બહુ મજા કરી અને બહુ જ મોજ કરી અમે લોકોએ અને એ પણ અમારી મુસાફરી દરમ્યાન બહુ સારો એક્સપીરયન્સ રહ્યો અમને અમે અમે સામાન્ય એવું હતું કે અમે લોકો એ બધું સાથે અમારી સાથે હતું એટલે અમને લોકાને બહુ તકલીફ પણ ન પડી અને અમે બહુ સારી સફર રહી અમારી